આમ તો મને ઘણી ભાષાઓ આવડે છે જેમ કે હિન્દી અંગ્રેજી ફ્રેન્ચ કન્નડ વગેરે વગેરે પણ સૌથી સરળ અને મીઠી ભાષા મને ગુજરાતી જ ગમે છે કેમકે ગુજરાતી ભાષા સમજવામાં બહુ સરળ છે અને બીજાને સાંભળવી પણ બહુ ગમે છે તેમ જ તે મારી માતૃભાષા પણ છે હું જ્યાં પણ જાઉં ગુજરાતી જ બોલવાનું પસંદ કરું છું ગુજરાતી ભાષા આખી દુનિયામાં પ્રચલિત છે કારણ કે ગુજરાતી લોકો દુનિયાના દરેક ખૂણામાં વસે છે હું ક્યાંય ફરવા જાઉં તો મને દરેક જગ્યાએ ગુજરાતી મળે જ છે અને ગુજરાતી ભાષા મીઠી છે મધુર છે એને સમજવી ગમે છે એને સાંભળવી ગમે છે એટલા માટે મને ગુજરાતી ભાષા બહુ જ ગમે છે બીજી ભાષાઓ પણ સારી છે પણ બીજી ભાષાઓની કમ્પેરિઝનમા ગુજરાતી ભાષા એકદમ મીઠી મધુર છે